હેલો મિત્રો કેમ છો આજે આપણે અહીં કોસ્ચ્યૂમ પાર્ટીમાં ભાગ લેવા ભેગા થયા છીએ તો મારા વિચારો કહું આપણે બધી જ મહિલાઓ માધુરી દીક્ષિતનાં અલગ અલગ મૂવી ના પહેરવેશ અને એની હેરસ્ટાઇલ અને આભૂષણો પહેરીએ આપણ પાર્ટીમાં તો મજા આવી જશે તમને શું લાગે છે હમ આપકે હૈ કોન મૂવીમાં માધુરી જુદા જુદા ફ્રૉક પહેરીને વાંકડિયા વાળમાં ઉહ ઉહ કરે છે એ લઈ શકાય ત્યારબાદ દિલ તો પાગલ હૈ મૂવીમાં જ્યોર્જેટીનું ડ્રેસ એ પણ પ્લેન અલગ અલગ કલરમાં હોય છે અને એમાં એ ડાન્સ કરે છે એ પણ લઈ શકાય પછી આ જા નચ લેમાં કાળી ચણિયા ચોળીને હેવી લટકણ આવા ઘણા બધા ગેટઅપ આપણે લઈએ તો મજા આવી જશે તમે શું કહો છો મારા વિચાર કેવો લાગ્યો આમાં પણ કંઈ ફેરફાર કરવો હોય તો મને કહેજો બાય